હા મને ગીતો સાંભળવા બહુ સારા લાગે છે મું હરેક કામ કરતી વખતે હું લખવા પણ બેસું તો બી મું ગીતો સાંભળતાં સાંભળતાં બેસું છું ગમે તે કંઈક કામ કરતો હોઉ તો બી મું ગીતો સાંભળતાં સાંભળતાં કરું કારણ ગીતો મને બહુ ગમે છે ને ગીતો એવી વસ્તુ છે જે આપણને ડિસ્ટર્બ નથી કરતા અને મારા ફેવરેટ ગાયક કલાકારો લતા મંગેશકર છે પછી આદિત્ય ગઢવી છે પછી ગુરુ રંધાવા છે સિધ્ધુ મુસેવાલા છે અરીજીત સિંગ છે એવા ઘણા બધા મારા ફેવરેટ ગાયક કલાકારો જ છે તો ગીતો સાંભળવા મને બહુ જ સારા લાગે મું દરેક કામ ગીતો સાંભળતાં સાંભળતાં જ કરું છું